હલો હું શાસ્ત્રી રમીલાજી બોલું છું મારે નડિયાદમાં વિસ્તારમાં મારે લેવું છે ઘર લેવું છે હા જગ્યા લેવી છે ના હા પચાસ લાખ પચાસ લાખ પચાસ લાખ સુધીમાં હા

મારે સાત બીએચકે ઘર બનાવવું છે એમ હા તો લગ્ન કર્યાં છે મારે રહેવું છે ના રેન્ટ લેવું છે રેન્ટ હા

ફર્નિચરવાળું હોય તો સારું બધું ફર્નિચર હોય તો સારું હાલશે હા હા અમુક એરિયામાં જ જોઈએ છે વાણિયાવાડ છે પછી આ કેમ્પસ રોડ છે હું હા મને ભાવ મોકલજો આભાર